મને સાંભળવા ગમતાં હોય એવા ગીતો જેમ અરિજિત સીંઘના છે મેં તેનું સમજાવા તુમ હી હો એ ઉપરાંત હનીસિંઘના બ્રેકઅપ પાર્ટી હાઈ હીલ્સ એ ગીતો પણ સાંભળવા ગમે છે તેમજ ગુજરાતીમાં વાલમ આવો ને એ ગીત પણ મને સાંભાળવું બહુ ગમે છે હું ગીતો સાંભળવા મુખ્યત્ત્વે શાંત જગ્યાએ જાઉં છું એ ઉપરાંત ટ્રાવેલિંગ દરમ્યાન પણ ગીતો સાંભળવા મને બહુ ગમે છે